ગુજરાતી ભાષા બોલવી લોકોને ખૂબ જ ગમે છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતી અલગ અલગ રીતે બોલવામાં આવે છે જેમકે કાઠિયાવાડી મહેસાણી કચ્છી વગેરે અલગ અલગ લહેકામાં ગુજરાતી બોલવામાં આવે છે કઠિયાવાડી જે લોકોને ખૂબ જ મીઠી બોલી લાગે છે ગુજરાતી ભાષાની વિશેષતા તેના પ્રકારો છે જે મને રસપ્રદ લાગે છે ગુજરાતી ભાષા એ ખુબજ સારી ભાષા છે